ગુજરાતમાં યોજાતી મુખ્ય રમતો જેમાં ક્રિકેટ ફૂટબોલ હોકી કબડ્ડી વગેરે જેવી રમતો રમાતી હોય છે એમાં લોકો રસ ધરાવતા હોય છે અને જે મોટાં પાયે રમતો રમાતી હોય છે જેમાં સિક્સ પેસિયન્સ ફૂલ ટેબલ ટેનિસ ચેમ્પીયનશીપ અને નેશનલ ગેમ્સ ઈન્ડિયા પ્રો કબડ્ડી લીગ જેવા ખેલ મહાકુંભોમાં પણ આ રમતો રમાતી હોય છે તેમાં અલગ અલગ જીમમાં અલગ અલગ જિલ્લામાંથી લોકો ભાગ લેતા હોય છે અને ખેલ મહાકુંભમાં બધી યોજાતી હોય છે રમતો અને તેમાં પ્રતિયોગીતામાં ભાગ લે છે અને આપણું ગુજરાતમાં મોટું પ્રદાન રહ્યું છે રમત ગમતમાં પણ